હલો હા કોણ બોલો છો હં હં હં હા જી સર હા આપડે એમાં કાઈક ફેરફાર થોડો ઘણો તો કરવાની જરૂર લાગે છે અં તમે કાઇ સજેશન કરો

હા હા હા હં જી સર હા જી સર હા હા આપડે એને છે ને મોબાઈલનું એવું કહી શકીએ કે ભાઈ લેક્ચર દરમિયાન મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવો ન લઈ આવો એવું તો કહી નથી શકાતું કે ભાઈ આપ એના પેરેન્ટ્સ આપતા હોય એટલે બાળકો લઈને આવતા હોય છે તો એને એટલું કહી શકાય કે ભાઈ લેક્ચર દરમિયાન મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનો જેથી કરીને ડીસ્ટરબન્સ ન થાય અને એનું ધ્યાન છે એ થોડુંક ભણવામાં રહે એવું થોડુંક હં

નહી આપવાનો હા બરાબર છે એવું હા એવુંય થઈ જાય અથવા તો ભાઈ ભણવા આવે ત્યારે એને ટુંકમાં એને નહી આપવાનો ક્લાસ દરમિયાન હા હમ હમ અં હં હં હં હા એ છે એ બરાબર છે હોમવર્ક એને થોડુંક વધારે આપીએ આપડે કે અને ટેસ્ટ વધારી દઈએ એમ હા હા હા બરાબર છે એવું કરી શકાય હં હં જી ઓકે ઓકે સર બરાબર છે ઓકે ઓકે જી સર ઓકે ઓકે સર થેન્કયૂ